હલો હા નીતાબેન કેમ છો હું સીમા બોલું છું અચ્છા મને છે ને કે થોડું મારું ઘરનું એક બેઠકરૂમમાં થોડું શણગારવું છે અને મને તમારા જ એક મિત્ર થ્રુ તમારો નંબર મળ્યો હતો તો મને થોડી બેઠક રૂમમાં ફ્રેમ કે એવું કંઈ લગાવવું છે હા જો મારી પાસે છેને આમ તો બે દિવાલ છે પણ મને સમજ નથી પડતી કે આપણે શું કરી શકીએ એની અંદર હવે પહેલા તો મને એવું લાગે કે તમે મને છે ને થોડાક એ આપો ઉદાહરણો કે કેવી ટાઇપની આ બધી સારી લાગે બેઠકખંડ માટે તો પછી હું તમને કહું હં બરાબર હા હા હા બરાબર છે અચ્છા તમે તમારી શું સલાહ છે કે મધુબની કે મંડાલાના જે પેલા સાઈન પિક્ચર્સ આવે છે પેલી થોડીક આપણે ઓરિસ્સા સાઈડના પણ અમુક પાંજોરીવર્ક કે એવું કંઈક આવે છે ને તો એવું આપણે જો બેઠક ખંડમાં લગાવીએ તો કેવું અચ્છા બરાબર છે અચ્છા મને છે તે તમે જે પહેલાં ઘોડાવાળું કીધુંને તો મને એ એ ગમ્યું છે પહેલાં ઘણીવાર નહીં સાત ઘોડાનાં હોય છે આમ થોડા એક પગ ઉંચો રાખીને ઘોડા દોડતા હોય તો એવું કહેવાય કે છે તે શું કહેવાય સક્સેસની કે ગુડ એ આપે આપણા ઘરને તો મને એવું લાગે કે એવી ટાઇપનું જો કઈ આપણે લઈએ તો તમે શું કહો છો હા બરાબર અચ્છા મને એવું લાગે છે તમે આ જે મને સલાહ આપી રહ્યાં છો એને માટે તો એક જ ફ્રેમ બનાવીએ એ યોગ્ય રહેશે કારણ કે નાની નાની વધારે કરશો તો સુંદર નહીં લાગે તો તમે મને છે ને તે આના થોડાંક તમારી પાસે કોઈ ચિત્ર હોય કે એવું કઈ હોય અને તમે મને થોડો આછો ખ્યાલ આપી શકો એવા જો ફોટાં મોકલી શકતા હોય તો મને હું મારા ઘરની વ્યક્તિઓ જોડે બેસીને નક્કી પણ કરું અને પછી તમને એની માટેનું માપ આપો અને તમે પણ એકવાર મારા ઘરે આવીને જોઈ જાઓ તો તમને પણ વધારે ખ્યાલ આવશે હં ચોક્કસ ચોક્કસ તો આપણે છે ને એને માટે કાલે મળીએ અને પછી આમાં તો કેવું છે કે મારી પાસે કંઈ આને માટેનું એટલું બધું જ્ઞાન નથી એટલે તમે આવો મારા ઘરે મારી વોલ પણ જોઈ લો અને થોડું ઘણું અમને પણ જે ગમતું હોય એ બંનેને ભેગું કરી અને આપણે એક જગ્યા ઉપર આવીએ કે આ વસ્તુ સારી લાગશે તો આપણે મળીએ કાલે ચોક્કસ ચોક્કસ હા આવજો